હેલો સર નમસ્તે હા સર મારે કાલે એક મેલ આવ્યો હતો જેમાં મોબાઈલ અપડેટ વિષે નવા પ્લાન્સ અને મને જાણવા મળ્યું છે હા સર તો મને જણાવી શકો છો શું પ્લાન્સ છે શું અપડેટ છે હા સર આ નવા પ્લાન્સમાં શું છે અચ્છા એપ્લિકેસન્સ અને ન્યુ અપડેટ્સ ઓકે સર હા તો સર એમાં જે જૂની વસ્તુ છે એમ એ રહેશે કે પછી જતી રહેશે અચ્છા નોર્મલ અપડેટ છે એટલે ઓકે સર હા સર તો પછી એમાં જે એકાઉન્ટ્સ બનાવેલાં છે મેં એ બધાં ઈમેલ આઈડી છે અચ્છા એ બી રહેશે સર ઓકે સર તો સર આ પ્લાન છે એ મારે અપડેટ કરવું છે તે તેના માટે મને શું કરવું એના માટે થોડુંક પ્રોસેસ મને જણાવશો ઓકે સર હા તો કઈ રીતે અપડેટ કરું અચ્છા કંપનીમાંથી મેલ આવશે એમાં એકાઉન્ટ ક્રિએટ કરવાનું પછી અપડેટ ઓકે સર ઓકે સર ધન્યવાદ